હલો પ્રિયા ટ્રાવેલ એજન્સીમાંથી વાત કરો છો હા હું વિસનગરથી અંજલી બોલું છું હા મેં કાલે સવારે નવ વાગ્યે તમારા ત્યાં વિસનગરથી પાલનપુર જવા માટે તમારા ત્યાંથી ગાડી નોંધાવી હતી હવે થયું છે એવું કે જે તમારા ડ્રાઈવર લઈને આવ્યા હતા તો મારે એ અંગે ફરિયાદ કરવી છે કે મને તમારી કામગીરીથી જોઈએ એવો સંતોષ મળ્યો નથી કેમ કે જ્યારે અમે નીકળ્યા ત્યારે અ તમારા ત્યારથી ડ્રાઈવર નવ વાગ્યાને બદલે સાડા નવે પહોંચ્યા અને અમારે જવામાં પણ મોડું થઈ ગયું તદુપરાંત તમારા વાહનમાં જે જેવી સ્થિતિ જોઈએ એવી સ્થિતિ તો છે જ નહીં અ કેમ કે પાછળની સીટ પણ ફાટેલી છે અને હોર્ન પણ બરાબર વાગતો નથી ઉપરથી પાછા આવતા રસ્તામાં ટાયર પણ પંચર થઈ ગયું જેથી પાછા આવતાં અમારે મોડું થયું અને સમયસર અમે ટાઈમ પ્રમાણે પહોંચી શક્યા નહીં અને રસ્તામાં હેરાન થઈ ગયા તો અમે એ અંગે અમારી આ ફરિયાદનો તમે ઉકેલ લાવશો ધન્યવાદ